ગુજરાતમાં બેન્કો અને નાણાંકીય સંસ્થાઓની કામગીરી માટેના મુખ્ય બેન્કિંગ અને વીમા નિયમો કાયદાઓ ભારતની સરકાર અને સબંધિત જે નાણાંકીય સંસ્થાઓ દ્વારા નક્કી થાય છે ભારતની નાણાંકીય સિસ્ટમને ચલાવા માટે કેટલાક મહત્વપૂર્ણ અને માહિતગાર થતા નિયમો અને કાયદા છે જે આપણે જાણવા જોઈએ અને જે આ મંડળોને નિયંત્રિત કરે છે તે આપણી નાણાંકીય સંસ્થા જે મુખ્ય છે તે નિયંત્રિત કરે છે ગુજરાતની બજારો પણ સમગ્ર દેશની જેમ આ નીતિનું પાલન કરે છે જેમાં હું તમને મુખ્યત્વે આજે થોડાંક મુદાઓ છે મારી પાસે પાંચ કે છ જેટલા તેમના વિશે માહિતગાર કરીશ જેમાં ફર્સ્ટ છે આપણી આરબીઆઈ બેન્ક રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા જે નાઈન્ટીન થર્ટી ફોર ઓગણીસો ચોત્રીસના આરબીઆઈ એક્ટ મુજબ કામગીરી કરે છે ભારતીય રિઝર્વ બેન્ક દેશની કેન્દ્રીય બેન્ક છે અને સમગ્ર દેસમાં બેન્કિંગ સિસ્ટમ છે તેમનું આખી આપણી જે ભારતની બેન્ક સિસ્ટમ છે તેમનું નિયમન કરે છે નીચેના અમુક હું ટોપિક બોલીશ આના પછી એ ટો ટોપિક ઉપર આપણી જે ભારતીય કેન્દ્રીય બેન્ક છે તેના ઉપર કામ કરે છે મોનીટરી પોલિસી ઘડવી અને લાગુ કરવી બેન્કિંગનું બેન્કોનું લાઈસન્સ આપવું અને તેની કામગીરીનું નિરીક્ષણ કરવું એટલે કે જે બેન્કિંગ નવી સ્થપાવાની છે તેમને લાઇસન્સ માટેના નીયમો અને શરતો શું છે તેના વિશે આખું ઘડતર તૈયાર કરવું અને તેમના પર ફોકસ રાખીને આખું બધું તૈયાર કરવું એમ તે પછી છે નાણાં અને ફોરેક્સ એટલે કે આપણી જે ઇંડિયન કરન્સી છે અને ફોરેન એક્સ્ચેન્જ કે જે વિદેશી મુદ્રા છે તેનું આવન જાવન કેટલું રાખવું તેનો કેટલો રાખવો તેને નિયમો ઘડવા ત્યાર બાદ છે નાણાં કૌભાંડો અને ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા માટે દેખરેખ રાખવી આપણી જે આરબીઆઈ બેન્ક છે તે બેન્ક આપણી ભારતની તમામ બેન્કોનું નિયમન કરે છે અને તેમની નજર તમામ બેન્કોના વ્યવહારો જે ટ્રાનજેક્શન થઈ રહ્યાં છે તેમના પર હંમેશને માટે રહેલી હોય છે કોમર્સિયલ બેન્કો છે તે તેમનો પણ તેમાં સમાવેશ થાય છે ત્યાર બાદ સેકન્ડ પોઈન્ટ આવે છે બેન્કિંગ રેગ્યુલેસન એક્ટ નાઈન્ટીન ફોર્ટી નાઈન આ અધિનિયમ ભારતીય બેન્કોની સ્થાપના કાર્ય અને નિયંત્રણ માટે વિશિષ્ટ નિયમો આપે છે અને ત્યાર બાદ બેન્કોની લાયન્સિંગ બેન્કોના સંચાલન સમિતિઓની રચનાને નાણાંકીય સ્થિતિની દેખરેખ માટેના નિયમો નક્કી કરે છે કોઈપણ બેન્કના વિલય અને વિભાજન માટે કે એટલે કે મર્જ અને ડિમર્જ થવા માટે પણ માર્ગદર્શિકા

જેને આપણે ઈનસોર્ટમાં ઇરડા તરીકે પણ ઓળખીએ છીએ ઈરડા એ ભારતની વીમા ક્ષેત્રે માટેની મુખ્ય નિયામક સંસ્થા છે વીમા કંપનીઓને લાયસન્સીંગ અને તેનું નિયમન કરવા માટે ગ્રાહકોને સુરક્ષીતતા આપવાનો ઉદ્દેશ્ય ધરાવે છે ઈરડા વીમા પોલિસી વિસ્તા એજન્ટો કંપનીઓ અને નાણાંકીય ઉત્પાદનના સ્ટાન્ડર્ડ નક્કી કરે છે ગેરકાયદેસર અથવા અસામાન્ય વીમા વ્યવહાર સામે વીમાકર્તાઓને સુરક્ષા આપે છે જેમ આરબીઆઈ દરેક બેન્કો ઉપર નજર રાખે છે જેના ટ્રાન્જેક્સન ઉપર એમ ઈરડા એ દરેક વીમા કંપની છે તેના ઉપર નજર રાખે છે અને તેમના વ્યવહારોને સ્થગિત પણ કરી શકે છે ત્યાર બાદ અથવા ફોર્થ પોઈન્ટ આવે છે નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એક્ટ નાઈન્ટીન એઈટી વન જેને આપણે ઇનસોર્ટમાં નાબાડ એક્ટ નાઈન્ટીન એટીન વન તરીકે પણ ઓળખીએ છીએ નાબાડ એ કૃષિ અને ગ્રામ વિકાસ માટેનું મુખ્ય નાણાંકીય સંસ્થા છે નાબાડ ગુજરાતમાં કૃષિ અને ગ્રામલક્ષી બેન્કિંગ સેવાઓ માટે ફંડિંગ અને ટેકનિકલ સહાય પૂરી પાડે છે ત્યાર બાદ છે ફિફ્થ નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ એટીન એટીન વન આ અધિનિયમ ચેક ડ્રાફ્ટ અને અન્ય નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટની વ્યવસ્થા કરવા માટે નિયમો આપે છે એમાં ચૂકવણીની જવાબદારી અને અવ્યવસ્થાનો પણ નક્કી કરવામાં આવે છે ત્યાર બાદ છે ફેમાં ફેમાંનું પૂરું નામ છે ફોરેન એક્સ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટ નાઈન્ટીન નાઇન્ટીન નાઈન જેમાં એ વિદેશી નાણાંની લેવડ દેવડ દેશના બહારના નાણાં મોકલવા અને નાણાંની આવક માટેના નિયમો બનાવવા આવા બધા કાર્યો કરે છે આરબીઆઈ દ્વારા ફેમાં હેઠળ વિદેશી મૂડી અને નાણાંકીય વ્યવહારોનું નિયમન થાય છે ત્યાર બાદ સેવન્થ આવે છે સર્વિસીસ માટે કન્ઝયુમર પ્રોટેક્સન એક્ટ બે હજાર ઓગણીસ આ અધિનિયમ નાણાંકીય અને વીમા સેવાઓ માટે ગ્રાહકોના હકોનું રક્ષણ કરે છે ગ્રાહકોને ફ્રોડ અથવા ગેરસમજ રૂપ સર્વિસ સર્વિસીસથી એ બચાવવાની કાનૂની મદદ આપે છે અને આ અધિનિમમાં બજારોની પણ મુખ્યત્વે જે કાર્ય શૈલીઓ છે જેવી કે કોમ્પિટિસન જાળવી રાખવી વગેરે વગેરે બાબતોનો આ એક્ટમાં સમાવેસ થાય છે ત્યાર બાદ છે લાસ્ટ પોઈન્ટ ઇન્સોલવન્સી એન્ડ બેન્કરપ્સી કોડ ટ્વેન્ટીન સિક્સ્ટીન આ કાયદા હેઠળ જ્યારે કોઈ કંપની કે નાણાંકીય સંસ્થા દેવાળું કાઢે છે એટલે કે નાદાર જાહેર થાય છે અથવા ઉદાર નથી રહી શકતી તો તેનું સંચાલન કરવા માટેના નિયમોનું ઘડતર આ એક્ટ હેઠળ કરવામાં આવે છે ગુજરાતમાં બેન્કો અને નાણાંકીય સંસ્થાઓ આ કાયદાઓ અને નિયમોના આધારે સંચાલિત થાય છે જેનો મુખ્યત્વે હેતુ નાણાંકીય સ્થિરતા ગ્રાહકોની સુરક્ષા અને બજારનો યોગ્ય વિકાસ કરવો તેવો છે થેન્ક યુ